હલ્લો પાર્થભાઈ કેમ છો મજામાં બસ મજામાં છીએ તમે જણાવો કેવું ચાલે છે ઘરબાર તમારું હં હં હં શું થયું છે મોંઘવારી તમારે ત્યાં કેવી છે મોંઘવારી તમારે ત્યાં બરાબર છે બરાબર છે બરાબર છે બરાબર છે તો તમાર ત્યાં પેટ્રોલના ભાવ તો વધ્યા નહીં હોય હેં બરાબર બરાબર તો કેવી રીતે સર્વાઇવ કરો છો તમે કેવી રીતે ગુજરાન ચલાવો છો તમારું બરાબર બરાબર અને તો તમે હમણાં જ ઘર લીધું હતું કેવું રહ્યું તમારું રિવ્યુ કેવો છે કે ઘર લેવાય કે ભાડે જ રખાય બરાબર બરાબર તો તમારું શું કહેવું છે કે આ આપણાં આણંદમાં રહેવાલાયક સ્થળ કયું છે જે સારું હોય

બરાબર બરાબર બરાબર તો પછી ત્યાં રહેવાલાયક જમીન તો તમારા ધ્યાનમાં ખરી કે તમારો ભાઇબંધ ખરો કોઈ બરાબર બરાબર બાકી શેઠ તમારે કેવી ચાલે છે તબિયત પાણી ઘર બાર હં હં હં અત્યારે ખાણી પીણીમાં જ ધ્યાન રાખજો કારણ કે કોલેરા ફેલાઈ રહ્યો છે આપણાં આણંદમાં બરાબર બરાબર તો પછી તમને શું લાગે છે કે આગળનો કેવી રીતે સરવાઈવ કરશો તમે ઘર ખર્ચ માટે તમે કંઈ વિચાર્યું છે બરાબર બરાબર સારું ચાલો વાંધો નહીં તો તમારા ઘર બાજુ આવીશ તો તમને મળતો જઈશ ચાલો ને પાર્થભાઈ ચાલો ત્યારે હા મળ્યા